અમારા વિસ્તારમાં ઐતિહાસિક મહત્ત્વ બહું મોટું છે ત્યાં રાજાનો મહેલ પણ છે ઝુલતો પૂલ પણ છે મોરબીનો ડેમ પણ છે એટલે અમારા જિલ્લામાં ફરવાલાયક સ્થળો ઘણા બધા છે તમે લલિતપુર તરફ જાઓ એટલે ત્યાં પણ મોટું ડુંગરમાં ભવ્ય મંદિર છે મહાદેવનું એટલે ઐતિહાસિક સ્થળ તરીકે મોરબી જિલ્લો એના જે સ્મારકમાં એના કિલ્લા છે મંદિરો છે ઐતિહાસિક જે કોટ છે આખો મોરબી ફરતા એ પણ છે એટલે કોઈ પણ જગ્યાએ અમારા જિલ્લાની અંદર પણ કોઈ પણ જગ્યાએ જાઓ તો ઐતિહાસિક સ્મારકો ઘણા બધા છે એટલે ત્યાં સારું અને ફરવાલાયક સ્થળો છે અને